ભારતમાં નોકરી બાબતે એક અસહ્ય પ્રશ્ન છે ભારતમાં બેરોજગારીનો દર ઊંચો છે ખૂબ જ જો કે ભારત દેશ મોટો છે વસ્તીની સમસ્યા પણ છે તો યુવાનોનું પ્રમાણ પણ મોટું છે તો યુવાનો આજે બેકારીના ભોગ બને છે આજ યુનિવર્સિટીઓ બેકારોની ફોજ પેદા કરે છે તો સામા પક્ષે સરકારે પણ એના માટે નોકરીના ચાન્સ વધારવા જોઈએ એક સામાન્ય યુપીમાં કે બિહારમાં આપણે જોઈએ છીએ તો એટલી બધી બેકારીની વાત આવે છે કે એક સીપરની પોસ્ટ હોય તો એના માટે પણ એમ્બીએ એમ ટેક ઈવન એમબીબીએસે પણ ફોમ ભરેલા છે આવા પ્રશ્નો અને આવા બનાવ ભારતમાં બનેલા છે એટલે માટે ભારતમાં બેકારીનું વરવું સ્વરૂપ છે એમ કહીએ તો પણ ચાલે તો સરકારે આ બાબતે ગંભીર વિચારણા કરવી જોઈએ આમ જોઈએ તો ખરેખર જોઈએ એટલી ભરતી થતી જ નથી કારણ કે માનો ઓગણીસોને સાહીઠનો જે સેટઅપ હોય તો એ સેટઅપ પણ અત્યારે એટલું ને એટલું હોય તો એમાં પાછા એ સેટઅપ વધારવામાં આવતું નથી તો માનો કે પોલીસ સ્ટેશન છે તો પોલીસ સ્ટેશનની સંખ્યા વધી જાય તેમાં પોલીસ સ્ટાફ તો ઘટતો હોય તો એ એના માટે જે સેટઅપ વધારવું જોઈએ વસ્તી એમાં ક્રાઇટએરિયા હોવો જોઈએ કે આટલી વસ્તી છે તો આટલી આટલી પોલીસ હોવી જોઈએ અથવા આટલા ડૉક્ટર હોવા જોઈએ આટલી નર્સ હોવી જોઈએ આટલા શિક્ષકો હોવા જોઈએ તો આવી રીતના એ ક્રાઇટએરિયા પ્રમાણે જો ભરતી કરવામાં આવે અમુક તો ભરતી એવી થાય બે ત્રણ વર્ષે થાય તો બે ત્રણ વર્ષે એટલા તો રિટાયર થઈ જાતા હોય છે તો આ રિટાયર વસ્તુને ધ્યાનમાં લેવામાં આવતી નથી તો એ સંખ્યા તો એ બધું ય એનો ભોગ યુવાનોએ બનવું પડે છે બીજી વસ્તુ છે કે અઠ્ઠાવન વર્ષે ફિફ્ટી એટ રિટાયરમેન્ટ તો એમાં પણ હું માનું છું ત્યાં સુધી ત્રણ વર્ષ ઘટાડવાની જરૂર છે જો એ ત્રણ વર્ષ વહેલા રિટાયર થાય તો વહેલી યુવાનોને નોકરી મળે જે રિટાયર થાય છે એમને તો પેન્સન મળવાનું જ છે તો પેન્સન તો મળે છે તો પણ નવા યુવાનોને તો એમાં રોજગારીનું બેલેન્સ જળવાઈ રહે ઘણું બધું એમ તો એમાં બેકારીનું પ્રમાણ ઘટશે તો આવા સૂચનો છે બાકી ભારતમાં બેરોજગારીનું ભયંકર વરવું સ્વરૂપ છે સરકારે આ બાબતે ગંભીર વિચારણા કરવાની જરૂર છે અન્યથા યુવાઓ ક્રાંતિના માર્ગે અથવા આંદોલનના માર્ગે આંદોલન ઘણી વખત કરે છે ગાંધીનગરમાં જે યુવાનો શિક્ષકોની ભરતી બાબતે આંદોલન કર્યું તો એવા પછી પોલીસ બળ પ્રયોગ કરે છે તો એના વિડિયા એના સોસિયલ મીડિયામાં એના વિડિયા ફરતા થાય છે સમાજમાં એની સરકારની નેગેટિવ ઇફેક્ટ પડે છે તો આ બધું આવી રીતના સરકારે જગવાની જરૂર છે એટલે આ બધા પડકારો છે અને એમાં ઘણા પડકારો પૈકી આ એક મુખ્ય પડકાર છે નોકરીનું પ્રાઇવેટમાં પણ સરકારે નોકરી મળે એવું પ્રયત્નો કરવા જોઈએ અમુક અમુકમાં કે આટલામાં ઉદ્યોગમાં દરેક પ્રકારમાં દરેક ખેતી ઉદ્યોગ છે ઉદ્યોગ છે ઇન્ડસ્ટ્રીજ છે સેવા ક્ષેત્ર સે તો સેવા ક્ષેત્રમાં પણ નવા નવા સ્કોપ ને નવા નવા જે આઇટી હબ છે અથવા આઇટી હબ એના માટે સરકારે પ્રયત્ન કરવા જોઈએ ઇન્ડસ્ટ્રિયલ એરિયા ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ આઇટીઆઇ છે અને કૌશલ્ય વિકાસ માટે સરકારે યુવાનોને એમાં પ્રોત્સાહિત કરવા જોઈએ અને ફક્ત જે અંગ્રેજોના વખતની જે ક્લેરિકલ ફોજ અથવા તો વાઇટ જોબ જ જી યુનિવર્સિટી યુવાનો પેદા કરે છે એવું ના હોવું જોઈ કારણ કે એને દસમાં ધોરણથી જ જે ટેકનિકલ જ્ઞાન છે ટેકનિકલ કૌશલ્યો છે એવું આપવાનું ધોરણ રાખવું જોઈએ જેથી યુવાનો પોતાની રીતે કંઈકને કંઈક કમાઈ શકે કૌશલ્ય વિકાસમાં બહુ જોઈએ એટલું કામ થતું નથી સરકાર તરફથી તો એમાં આપણે સરકારશ્રીએ દાખલા તરીકે આ કંડકટર છે ડ્રાઈવર છે તો હવે આવડું મોટું રાજકોટ છે તો એમાં એવા કંડકટરના કે એ ક્લાસને એવું કંઈ ચાલતું જ નથી તો સરકારે એના માટે કાયમી આઇટીઆઈમાં એક સ્કોપ રાખવો જોઈએ કે ભાઇ ડ્રાઈવર કંડકટર બની શકે મિકેનિકલના છે બાઈક ચાલક બાઈકના મિકેનિક છે ટુ વ્હિલરના મેકેનિક છે થ્રી વ્હિલરના મેકેનિક છે ફોર વ્હિલરના મેકેનિક છે અને એમાં સગન બનાવવાનું છે કે ફક્ત ખાલી એક એન્જિન પૂરતું જ આ આઇટીઆઈ હોય તો એમાં ફક્ત એક એન્જિન પૂરતું વિદ્યાર્થીઓની સંખ્યા ઉદાસીનતા છે તો શા માટે તો એના માટે એને સરકારે એમાં ધ્યાન આપવું જોઈએ કે ભાઈ આમાં શા માટે સંખ્યા ઓછી છે એવું બધું કરવું જોઈએ અને ખરેખર આ લાઈનમાં જે શિક્ષણ લાઇનમાં જે છે એ લોકોએ એવી એની પાસે પ્રતિજ્ઞા લેવડાવી જોઈએ કે અમે સાચા અર્થમાં વિદ્યાર્થીઓને જ્ઞાન આપીશું અને નોકરી મળે એવા પ્રયત્ન કરીશું અબ્દુલ કલામ હતા એપીજે તો એમનું કહેવાનું પણ એવું જ હતું કે શિક્ષકે સાચા અર્થમાં એજ શિક્ષક છે કે જે વિદ્યાર્થીને પોતાની લાઈફ ટાઈમ માટે કંઈકને કંઈક એ યોગદાન કમાઈ શકે એવું શિક્ષકે એને આપવાનું છે એ જ સાચો શિક્ષક કહેવાય માટે બેકારી પડે સરકારે વિચારવાની ખાસ જરૂર છે